વિચરણ માટે ઘણાં બધાં સ્થળોનો ઉલ્લેખ થયો છે અને આપણે પર્યટન કરતા પણ હોઈએ છીએ પરંતુ વણખેડાયેલાં સ્થળોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે વણખેડાયેલા પર્યટનની અંદર વિસ્તારની અંદર જો ગણના કરી શકાય તો એ માત્ર ને માત્ર છે ગોવર્ધન મંદિર નડિયાદની અંદર આવેલું આ ગોવર્ધન સ્મૃતિ મંદિર ગોવર્ધનરામ ત્રિપાઠીનું એક સુંદર અવિસ્મરણીય જગ્યા છે જ્યાં જવું અવશ્ય જોઈએ એ સ્થળ માનવીને પોતાના અંતર આત્માને સંતોષ અપાવે એવું છે